ભારતના સાંસ્કૃતિક રિવાજો અને માન્યતાઓ ખૂબ જ વિશાળ છે અને તે બીજી સંસ્કૃતિથી ઘણી બધી રીતે અલગ પડે છે જેમકે ધર્મ કુટુંબ તહેવારો નૃત્યકલા હસ્તકલા સંગીત અલગ અલગ અલગ અલગ પ્રવૃત્તિઓમાં તે બીજી સંસ્કૃતિઓથી અલગ પડે છે કેમકે ભારતની અંદર અલગ અલગ ધર્મનાં બધા જ લોકો રહે છે અને એ અલગ અલગ ધર્મનાં બધા જ લોકોના અલગ અલગ તહેવારો હોય છે તો પરંપરાગત તહેવારો પણ અલગ અલગ બધા ઉજવાય છે અને એ જે અનેક ધર્મનાં લોકો ભારતમાં રહે છે તેમના ખોરાક પણ અલગ અલગ હોય છે તો તો એ અલગ અલગ ખોરાકને લીધે પણ આપણી સંસ્કૃતિ બીજી સંસ્કૃતિથી ઘણી બધી અલગ પડે છે અને અલગ અલગ રાજ્ય અલગ અલગ ધર્મનાં લોકો રહેવા આવેલાં હોવાથી અલગ અલગ નૃત્યકલા અલગ અલગ હસ્તકલા તેમની પોતાની પ્રવૃત્તિઓ હોય છે તો એ અલગ અલગ નૃત્ય કલાથી પણ આપણી ભારતની સંસ્કૃતિ બીજી સંસ્કૃતિ કરતાં ઘણી બધી અલગ પડે છે